ગુજરાત એ ધાર્મિક વિવિધતાનો દેશ છે ગુજરાતની અંદર ઘણા ધર્મો પાળવામાં આવે છે અને જો આ ધાર્મિક વિવિધતા અને અલગ અલગ રંગોની અંદર જઈએ એનું એક કારણ તો એ છે ગુજરાત પાસે ખૂબ વિશાળ દરિયા પટ્ટી છે ને આ દરિયા પટ્ટીના કારણે જ ગુજરાતની પાસે ધાર્મિક વિવિધતા જોવા મળે છે ગુજરાતની અંદર પાળવામાં આવતા ધર્મોની અંદર મુખ્યત્વે હિન્દુ ધર્મ મુસ્લિમ પારસી શીખ ઈસાઈ આ ઉપરાંત પણ કેટલાક પેટા ધર્મો અને સંપ્રદાયો ગુજરાતની અંદર જોવા મળે છે અને દરેક ધર્મની પોતાની એક આગવી લાક્ષણિકતા અને એક પોતાનું જ એક આગવું રૂપ છે પોતાની ગુજરાતની અંદર બધાં જ લોકોની સંસ્કૃતિ ભલે તમે એકસરખી જોઈ શકો પણ અલગ અલગ ધર્મ અને સંપ્રદાયની અંદર સંસ્કૃતિના એક આગવા રંગ રૂપ આપણને જોવા મળે છે અને આ સંસ્કૃતિ એ છાશવારે એકબીજા સાથે ભળતી જ રહે અને એકબીજા સાથે સાંસ્કૃતિક વિનિમયો કરતી રહે છે સાંસ્કૃતિક સાંસ્કૃતિક વિનિમય અને આદાનપ્રદાન વિષે વધારે બોલું એ પહેલાં આપણે ગુજરાતનાં કેટલાંક સાંસ્કૃતિક જૂથો વિષે માહિતી મેળવી લઈએ ગુજરાતની અંદર ઘણાં બધાં ટૂંકા ટૂંકા ગાળાની જમીનની અંદર જ ઘણાં બધાં સાંસ્કૃતિક ગ્રૂપો જોવા મળે છે અને આ ગ્રૂપો અથવા તો જૂથોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે માત્રને માત્ર કાઠિયાવાડ કે જે સૌરાષ્ટ્ર તરીકે પ્રખ્યાત છે એ પ્રદેશને જ જો ધ્યાનમાં લેવામાં આવે તો ધ્રુવ ભટ્ટની અકુપારમાં જેમ કહે છે એમ ગીરની અંદર નેશડામાં રહેતી પછી ખારવાઓ અને ગામડામાં રહેતા લોકો આમ અલગ અલગ ઘણા જૂથોની અંદર આપણને ગુજરાતની સંસ્કૃતિ વહેંચાયેલી જોવા મળે છે હવે વાત કરું તો સાંસ્કૃતિક આદાન પ્રદાનની હવે ગુજરાત એટલે કે ભારતનો જ એક રાજ્ય ભારત છે ગુજરાત છે એ તહેવારોનોનો પ્રદેશ છે ભારત છે તહેવારોનો દેશ છે તહેવારો વગર અહીંના લોકો ને ચાલે જ નહીં તો હવે આવાં કેટકેટલા તહેવારોની ઉજવણી સતત ગુજરાતની અંદર થતી રહે છે આ તહેવારોની અંદર સાંસ્કૃતિક આદાનપ્રદાનનું એક આગવું રૂપ તમને જોવા મળશે જેમકે હમણાં જ જન્માષ્ટમી ગઈ એમાં કહું તો જન્માષ્ટમી એ કૃષ્ણ જન્મનો તહેવાર છે જે ભારતભરમાં ઉજવાય છે અને ગુજરાતની અંદર એની ઉજવણી મટકી ફોડવાના કાર્યક્રમથી થાય છે આની અંદર તમે જુઓ તો મુસ્લિમ પરિવારનું નાનું બાળક પણ કૃષ્ણ સ્વરૂપે બનીને મટકી ફોડના કાર્યક્રમમાં આનંદથી ભાગ લેતું હોય છે આવી જ રીતે આપણે જ્યારે ઈદ હોય છે ત્યારે નહીં માત્ર મુસ્લિમ ભાઈઓ બહેનો જ પરંતુ હિન્દુ પણ એકબીજાને ગળે મળીને ઈદ મુબારક કહેતા હોય છે તો આ એક સાસંકૃતિક સમજણ છે આજે એકબીજા સાથેનું તહેવાર ઉજવવાનું જે મહત્ત્વ છે એ આપણને ગુજરાતમાં જોવાં મળે છે બીજું કલ્ચરલ એક્સ્ચેન્જ એટલે કે સાંસ્કૃતિક આદાન પ્રદાનની અંદર અગત્યની વાત બીજી એક કહું તો કે એકબીજાના રીતિ રિવાજો એકબીજાની જે આગવી ફેશન છે એ આપણને એક બીજા જૂથોની અંદર જોવાં મળે છે જેમકે સાસંકૃતિક રીતે આપણે લગ્ન પ્રસંગની અંદર જોતાં હોઈએ છીએ કે મેંદી મૂકાતી હોય છે હવે મેંદી મુકાવા વાળું આખું પરંપરા એ મુખ્યત્વે હિન્દુ હિન્દુ ધર્મના લક્ષણોમાં નથી પરંતુ તે બહારથી આવેલી છે અરબી ફારસી પરંપરાઓથી એ પરંપરા પ્રેરિત છે અને આજે જ્યારે કોઈ પણ લગ્નની અંદર તમે જાઓ તો મેંદી મૂકવી એ એક અગત્યનું અનિવાર્ય ઉત્સવ તમે કઈ શકો એવું છે આવી જ રીતે આંતર ધર્મિય સહકારની જો વાત કરું તો આંતર ધર્મિય સહકાર હંમેશા ધર્મ છે એને રાજકારણનું એક પાસું માનવામાં આવે છે રાજકારણ અથવા તો રાજનીતિની અંદર ધર્મનો ઘણી વખતે દૂરુપયોગ કરવામાં આવે છે ધાર્મિક ભાવનાઓ સાથે છેડછાડ કરીને હિન્દુ મુસ્લિમ ભાવનાઓને ઘણીવાર ભડકાવવામાં પણ આવે છે આજની તારીખમાં પણ દેશની અંદર આ બધું થઈ રહ્યું છે પણ આ ઉપરાંત પણ સામાન્ય લોકોની ભાવના એ નથી હોતી કે એકબીજાનું બૂરું કરે પણ સામાન્ય લોકો હંમેશા એકબીજા સાથે સહકાર એકબીજા સાથે હળીમળીને રહેવાની ભાવનાવાળા વાળા જ હોય છે અને આજ કારણે આપણને આજે પણ ઘણી જગ્યાએ આંતર ધર્મીય સહકાર જોવા મળે છે એકબીજાના પ્રંસગોની અંદર ભાગ લેવા એકબીજાની પરંપરાઓનો સન્માન કરવું એકબીજાને સરળ રહે એ પ્રમાણે કામ કરવું ભલે કોઈ હિન્દુ તહેવાર હોય પણ એ તહેવારની અંદર એનાં કપડાં એની સાજ સજાવટ કોઈ મુસલમાન ભાઈ બેન પુરી પાડતાં હોય છે અને આવી જ રીતે કોઈ પણ મુસ્લિમ કે ખ્રીસ્ચિયન તહેવાર હોય એની અંદર હિન્દુ કારીગરો એ કામ કરતાં જ હોય છે જો આપણે ગ્રાઉન્ડ રીયાલિટી ચેક કરીએ કે ખરેખર હકીકત શું છે તો તમે જોઈ શકો છો કે સામાન્ય માણસોને એકબીજાના ધર્મથી કે એકબીજાની સંસ્કૃતિ થી કોઈપણ જાતની પ્રોબ્લ્મ છે જ નહીં પરંતુ એ લોકો એકબીજા સાથે સંવાદિતા સાધીને ને વિનિમય કરીને રહેવા માંગે છે એ પ્રસંગ બહુ પ્રચલિત છે કે જ્યારે ક્યારે પહેલી વખત પારસીઓ એ આપણી ભૂમિ ઉપર ભારત ઉપર આવ્યાં ત્યારે પારસીઓના પારસીઓની પરીક્ષા લેવા માટે રાજાએ એને દૂધ આપ્યું અને આપ્યું કે કયું કે આ દૂધ તમે લઈ જાઓ કાલે પાછું પરત લઈ આવજો બીજે દિવસે જ્યારે એ દૂધ પાછું આવ્યું ત્યારે જો એને ચાખ્યું જોવામાં આવ્યું ચાખવામાં આવ્યું ત્યારે ખબર પડી કે દૂધ ગળ્યું થઈ ગયું હતું આના દ્વારા પારસી સમાજ એવું કહેવા માંગતો હતો કે જેમ દૂધની અંદર સાકર ભળી જાય છે એવી જ રીતે પારસી સમાજ છે એ તમારા સમાજની અંદર ભળી જશે અમે કોઈ પણ જાતનો ઉપદ્રવ નહીં કરીએ એવી જ રીતે ગુજરાતની અંદર પારસી સમાજ પણ જોવા મળે છે આ ધાર્મિક વિવિધતના કારણે આ ધાર્મિક બહુરૂપતાના કારણે ગુજરાતની અંદર લગભગ બધાં જ તહેવારો ઉજવાય છે તમે કોઈપણ તહેવારમાં બહાર નીકળો મોહરમ એ પછી મોહરમ હોય કે દિવાળી તમને શહેર કે તમારું ગામડું પૂર્ણ ઉલ્લાસથી તહેવારના મહોલની અંદર જોવા મળે છે અને એકબીજાના ધર્મની અંદર ભાગ લેતું જોવા મળે છે એ પછી રહીમ ચાચા હોય કે હરિકાકા એ અહીંયાં કોઈ પણ જાતનું મહત્વ ધરાવતું નથી કેમકે પરસ્પરની સમજણ આટલા વર્ષો થયાં ખૂબ સારી રીતે વિકસી છે ગુજરાતની અંદર તમને એવું જોવા મળશે કે કોઈ પીરની દરગાહે હિન્દુઓ પણ એટલી શ્રદ્ધાથી જતાં હોય અને મુસ્લિમો પણ કે પછી કોઈક ચર્ચની અંદર આમીન કહેવા માટે મુસ્લિમો પણ જતાં હોય હિન્દુ પણ જતાં હોય અને ખ્રીસ્ચનો પણ જતાં હોય તો પરસ્પર સમજણનું આ સ્વરૂપ છે એ ગુજરાતની અંદર ઘણાં સમયથી વિકસ્યું છે આમ તો મુખ્યત્વે ગુજરાત વ્યપારી પ્રજા કહેવાય અને આ વ્યપારી પ્રજા હોવાના કારણે જ ગુજરાતની અંદર સાંસ્કૃતિક વિનિમય નું પ્રમાણ ખૂબ જ મજબૂત બન્યું છે એનું એક કારણ તમને કહું તો જે મેં અગાઉ કહ્યું એમ ગુજરાત પાસે ખૂબ જ લાંબો દરિયા કિનારો છે અને આ લાંબા દરિયાકિનારાના કારણે ગુજરાતની અંદર સાંસ્કૃતિક આદાન પ્રદાન ખૂબ જ સરળ બની રહ્યું છે એનું કારણ માત્ર એક જ છે કે ગુજરાતી વેપારી પ્રજા એકથી વધારે પ્રકારના દેશની અંદર પ્રવાસ કરતી રહી છે અને એનાજ કારણે સાંસ્કૃતિક આદાન પ્રદાન શક્ય બન્યું છે તો આમ જ ગુજરાતની અંદર અલગ અલગ ઘણાં ધર્મો પાળવામાં આવે છે જેની અંદર સાંસ્કૃતિક વિનિમય અને સંવાદિતા ખૂબ સારી રીતે સંધાયેલી જોવા મળે છે રાજકારણ તથા અલગ અલગ ઘણાં કારણોના હોવા છતાંય ગુજરાતની અંદર આંતર ધર્મિય સહકાર સાંસ્કૃતિક આદાનપ્રદાન અને પરસ્પર સમજણની અંદર નોંધ પાત્ર રીતે ઘટાડો આવ્યો નથી અલગ અલગ ધર્મના લોકો એકબીજા પર વિશ્વાસ પણ ધરાવે છે અને એકબીજા સાથે સાંસ્કૃતિક રીતે ખૂબ જ સક્રિય હોય છે